હલો મેં એકલવ્ય સ્કૂલમાંથી બોલું છું દત્તના પેરેન્ટ્સ બોલો છો હા બાળકને છે ને એક્ચુઅલ્લી ક્લાસમાં થોડીક ચંચળતા વધારે છે મેન્ટલી થોડુંક એવું છે કે રમતમાં થોડું વધારે ધ્યાન આપે છે બરાબર અને એવું ઘણાં બધા બાળકોમાં હોય છે હા એટલે પછી એ વસ્તુ કેવી હોય કે એના યર્લિ રિજલ્ટ પર અસર કરે એવું થાય તો એના માટે થઈ અને સ્કૂલમાં અત્યારે એક વર્કશોપ જેવું રાખેલું છે પેરેન્ટ્સ અને ચિલ્ડ્રન માટે તો એના માટે સન્ડે તમે આવી શકો એમ છો સેમિનારની કોઈ ફીસ નથી સ્કૂલ તરફથી ઈનિશિએટિવ છે અને એમાં સ્પેસિફિકલી મેન્ટલ હેલ્થ માટે વર્ક કરવામાં આવશે એમાં બાળકને ફોકસ કરતા શીખવાડવું અને એકાગ્રતાથી ભણી શકે શાંતિથી બેસી શકે એના માટે છે હા અને દત્તને ખાસ કરીને એમને એક બેસી અને એના રાઈટિંગ માટે હેબીટ ડેવલપ કરવાની જરૂર છે એમના માટે એમને બેસાડીને એને લખવાની આળસ આવે છે તો એમના માટે એમને જે થોડું પ્રેક્ટિસ કરવાની જરૂર છે સ્પેસિફિકલી આવી જે બાળકો ઠીક છે કોઈ વાંધો નહીં તો તમે જ્યારે આવો જ્યારે સેમિનાર એટેન્ડ કરવા આવો ત્યારે બાકીની વિગતમાં વાત કરીશું